વાસ્તવિકતા છે અને જે અબ્સ્ટ્રૅકનેસ છે તો તે બન્ને એકબીજાથી બહુ જોડાયેલી વસ્તુ છે એમાં વાસ્તવિકતામાં હું કોઈ પણ મારી સામે મૂકેલી વસ્તુ છે કે પછી મારી સામે કોઈ પણ વસ્તુ જોવા મળે છે તો એ વસ્તુઓ હું એવી રીતે જ જેવી છે એ મારી બુકમાં લઇ શકું છું ઉતારી શકું છું કે સ્કેચ કર્યુ કે કંઇક પેઇન્ટ કર્યુ કે પછી હું એ વસ્તુને ફોટોગ્રાફ કરીને મારા ફોનમાં જોઇ શકું છું તો એ એકદમ જેવું છે એવું જ રિયાલિટી આવી જાય પણ અગર એબસ્ટ્રક્ટની વાત કરીએ તો એમાં જેટલી પણ વસ્તુઓ છે એની કરતાં એની પાછળનું કંઇક મતલબ આવે છે કે એનું કઇંક બીજું મીનિંગ થાય કે ખાલી એક વસ્તુ મૂકી છે પણ એ વસ્તુ ત્યાં કેમ મૂકી છે એ કોણે મૂકી છે તે બધી વસ્તુ જાણવી એનું એક ફીલ લાવવું એ વસ્તુની અંદર તો એને અબ્સ્ટ્રેક્ટનેસ કહેવાય કે પછી હું એ વસ્તુ જે મૂકી છે સામે એને કાઢી નાખું અને એની જગ્યા પર મારી કોઈક મગજની બીજી કોઈ વસ્તુઓ ત્યાં મૂકી જોઉં જ્યાં જે મને ત્યાં જોઈતી હતી પણ તેવું નથી તો એ બહુ સાચું નથી પણ હું એ વસ્તુને એવી રીતે બતાવવા માગું છું તો એ ઍબ્સ્ટ્રેક્ટ થઈ જાય પણ અગર બંને રિયલ છે જે વસ્તુ અને જે વસ્તુ ઍબ્સ્ટ્રેક્ટ છે એ બંનેને સાથે જ્યારે આવે તો એ વસ્તુ જે પણ દુનિયામાં કોઈપણ વસ્તુઓ જે બધી થઈ રહી છે ઈન સેન્સ ઓફ આઇડીઆ તો કોઈ વસ્તુ કેમ છે અને એ વસ્તુને કઈ રીતે આપણે આગળ લાવવી તો એ એ લોકોનું કોમ્બિનેશન છે અને કોઈપણ રિયલ વસ્તુઓ છે કે રિયલ આર્ટ છે તો એમાં તમને કોઈક મીનિંગફુલ વસ્તુઓ નહીં જોવા મળે કે પછી અ એમાં તમારું કોઈપણ વિચાર છે કે કેમ આ વસ્તુ બનાવી આવી રીતે કે આ મને આ આ રીઝન હતો મારો આ વસ્તુ બનાવવાનો એ નહીં આવે કારણકે એ એમનું કંઇ પોતાનું મૂલ્ય નહીં હતું પણ એમણે એ વસ્તુ જે છે સામે તેવી રીતે જ ઉતારી દીધી પણ અગર એબ્સ્ટ્રેક્ટ કરવા જાવ તો એમાં જેટલું પણ તમારું અંદરની વિચાર છે કે પછી તમારા થોટ્સ છે તે તમે એ સામેવાળાને બતાવી શકો છો કે એ વસ્તુ જે એક્ચુલી તમે જોઈ નથી શકતા તો એ બહુ ઍબ્સ્ટ્રેક્ટ કહેવાય